હલ્લો હા બોલીએ

એવું છે પણ આવું યાર અલ્પે અલ્પેશભાઈ તમારે થોડી થોડી જમીન સારું યાર આવું ના કરવાનું હોય યાર એ તો થોડી તો ગયા કરે એ તો એવું છે વધારે જમીન ગઈ છે અને આપણે જે આપણી આખીથી રસ્તો બે ઘર વચ્ચે જે નાખ્યો છે તેના માટે તે હમણાં આપણે બે મહિના બ અગાઉ બનાવ્યો તે હા હા એવું છે એવું છે તો એ તો હવે આપણે ભાઈ વાત કરી જોઇશું હવે શું થાય હવે થોડી જમીન સારું પણ યાર તમે માનતા નથી શું કરવાનું યાર થોડી જમીન તો એ તો ગયા કરે તો એ તો હવે સરકારી કામ હોય આપણાં ગામમાં રસ્તો બનતો હોય તો આપણે હવે થોડી જમીન સારું આટલું બધું તો તો ન બોલાય મારા ખ્યાલથી એમ જોવા જઈએ તો પણ હવે તમને એવું લાગતું હોય તો પછી શું કરીએ શકીએ પછી બોલો એવું છે સારું સારું કંઈ વાંધો નહીં તો મેં કોશિશ કરીશ ચાલો કંઈ વાંધો નહીં ચાલો મૂકું છું ફોન કંઈ ને કંઈ રસ્તો કંઈ ને કંઈ રસ્તો કાઢીશું ચાલો કંઈ વાંધો નહીં સારું ચાલો